સાહેબ આપણે એસીની કંપલેન્ટ હતી એક તો મારી એસી બરાબર ચાલતી નથી એમાં અવાજ પણ આવે છે અને બરાબર કુલિંગ પણ નથી કરતી અને છે ને એકદમ અજીબ અજીબ અવાજ આવે છે ઘડ ઘડ ખુડખુડ કરીને અવાજ આવે છે તો આનું જલ્દી નિવારણ લાવો તમે દુકાને અમે કઈ રીતે આવીએ સાહેબ તમારે અહીંયાથી કાઢીને લઈ જવી પડશે એસી અમે દુકાને કઈ રીતે આવીએ એ તમારું કામ છે અરે તમારા ત્યાંથી અમે એસી લીધું છે નવું જ એસી છે હજુ પણ રીપેર નથી કરતા તમે યાર નવા એસીમાં કઈ રીતે અવાજ આવી શકે તમે કામ કરો છો કે શું કરો છો કંઈ સમજ જ નથી પડતું ગાંડા બનાવો છો લોકોને અરે અમે એ જ રીતે વાપરીએ અમે કાંઈ એના પર ચઢીએ છીએ અમે કંઈ ચઢીને કૂદીએ છીએ એનાં ઉપર તમે ફટાફટ મારી પ્રોબલમ સોલ્વ કરાવો ઠીક છે તમે અમારી પ્રોબલમ ફટાફટ સોલ્વ કરાવો નહીં તો તમારું એસી લઈને જાઓ પાછું ગેરંટી વૉરંટી હજી તમારી પૂરી નથી થઈ સર અમારી વૉરંટી હજી પૂરી નથી થઈ હજુ તમારી વૉરંટી ઓન છે ઓન વૉરંટી છે એટલે જ મે તમને કોલ કર્યો છે ના હજુ એમાં ચાર દિવસ બાકી છે આવીને જોઈ લો હા મદદ નથી કરવી તમારે તમારું કામ કરવાનું છે આમાં જ પ્રોબલમ છે ને એ મને સોલ્વ કરીને આપો બાકી તમારી એસી કાઢીને લઈ જાઓ મને આજે ને આજે પ્રોબલમ સોલ્વ જોઈએ ઠીક છે નહીં તો તમારે તમારી એસી ઘરેને લઈ જાઓ નહીં નહીં નહીં તમે તમારા છે ને તો તમે પછી તમારા ઘરે લઈ જાઓ કાઢીને ઠીક છે આ એસી મને નહીં ચાલે અરે બઉ રાત થાય રાત થાય કે સવાર થાય કાંઈ પણ થાય અહીં ઊંઘ જ નહીં આવે તો કઈ રીતે સૂઈએ આમાં આવા અવાજમાં ઠીક છે ઓકે સર થેન્ક યુ

સારું